ગામડામાં તો મારીએ વિઝિટ લાગતી જ હોય છે અઠવાડિયામાં લગભગ ચારથી ત્રણથી ચાર દિવસમાં મારી ત્યાં વિઝિટ હોય કેમ કે મારું કામ મૅડિકલ રીપ્રેઝન્ટેટિવનું છે અને ત્યાં જે ગામડામાં ડૉકટરો બેસે છે મારે એમને મુલાકાત લેવાનું હોય છે મારી માર્કેટિંગ માટે તો ત્યાં ઑફન હું જાઉં જ છું રેગ્યુલરલી અને ત્યાનું જે આપણે ગામડાનું વિષે કહું તો ગામડાં બધાં અત્યારે થોડા ચેન્જ થયાં છે હાયજીન કહો કે પછી સાફ સફાઇ બીજી સિટી ક્લીન રાખવાની તેના ગામડાને ક્લીન રાખવામાં પછી ખાવામાં બી એ લોકો હવે એ લોકો ચેન્જ થયા છે તો બધું સારું એમ ધીરે ધીરે ડેવલપ થાય છે અને આમ ગામડાઓની વાત કરું તો મારે ડીવિઝન છે આ અરવલ્લી તો ત્યાં ફરવાનું હોય છે તો અનીયોલ ઉભરાન ગાભટ સાઠંબા આ બધા ગામડાઓમાં હું રેગ્યુલર ફરું છું દવાઓ માટે પ્રા માર્કેટિંગ માટે